લોકોના જીવનમાં ગુણવત્તાને વધારવાનું કામ કરતી રમતો એમાં આપણે જોઈએ તો ક્રિકેટ એક ખૂબ જ સારી એવી રમત છે કે જેમાં એકતા અને ટીમ સ્પિરિટ સ્પોર્ટ્સમેનશીપ જેવી ગુણવત્તાઓને સુધારવાનું કામ કરે છે ક્રિકેટમાં સર્વ ખેલાડીઓ એકબીજા પર ભરોસો કરી ખેલ રમે એ જ ટીમ આગળ આવી વિજયી બને છે એવી જ બીજી રમતો જોઈએ તો કબડ્ડી કબડ્ડીની અંદર પણ આપણે સ્ટ્રેન્થ એનર્જી અને સ્ટેમિનાની સાથે સાથે રમવું પડે છે એની અંદર સ્ટેટર્જી ટીમ બિલ્ડિંગ થાય આપણી સ્ટ્રેન્થ ખૂબ જ વધવાય ખૂબ જ વધારે અને સ્ટ્રેન્થની સાથે સાથે આપણે સમયનો સદુપયોગ કઈ રીતે કરવો એક એક સેકન્ડ કઈ રીતે સાચવવી કઈ રેડ દ્વારા આપણે ઓપોનન્ટને હરાવી શકીએ કેટલો ટાઈમ વેડફી શકીએ અને એની અંદર ટાઈમ વેડફવાથી પણ ઘણી વાર વિજય બની શકે છે એવી જ એક બીજી રમત એમ આપણે કહીએ તો મગજને તીક્ષ્ણ અને ધારદાર બનાવતી એવી રમત એટલે ચેસ ચેસ આજે ખૂબ જ લોકો રમે છે અને લોકો પસંદ પણ કરે છે ચેસ જે નથી રમતા તેમના માટે ભલે બોરિંગ ગેમ હશે પરંતુ જે રમતા છે તેમના માટે એ ખૂબ જ સારી એવી ગેમ છે તે જેનાથી આપણું મગજ તીક્ષ્ણ અને ધારદાર બને છે જેથી આપણી મગજ શક્તિ વધે છે તે આપણા માઇન્ડને આપણે કેટલું આગળ સુધી આપણે આપણા લેવલને પુસ કરી શકીએ છીએ ત્યાં સુધી આપણે એ જાણી શકીએ છીએ ચેસ ગેમ એ આપણા મગજની ગુણવત્તાને વધારવાનું કાર્ય કરે છે એવી જ આપણે બીજી ગેમ રમીએ તો કેરમ જે ઘરમાં રમાતી હોય છે ચાર જણ થઈને એ ગેમ રમી શકીએ છીએ એમાં આપણે આપણી આંગળી ઉપરનો કંટ્રોલ અને ખુણાવો નું ધ્યાન રાખવું હોય છે જેથી કરીને અંદરની રાણી પર આપડો કબજો થાય અને આપણી જીત થાય એવી જ એક ગેમ એટલે બેડમિન્ટન બેડમિન્ટનમાં આપણે રેકેટ દ્વારા આપણાં સહિયોગી પર વિશ્વાસ રાખી ડ્યુઅલ્સમાં એક મારું એક છોડું અને મારો મિત્ર પણ સારું જ રમશે એવી અપેક્ષાથી રમવું અને સ્પોર્ટ્સમેનશીપથી રમવું સ્ફૂર્તિ એ ખૂબ જ જરૂરી હોય છે જેથી તે આપણા શારીરિક અને માનસિક સ્થિતિને સારી બનાવે છે આ જ રીતે સ્પોર્ટ્સમાં એવી બધી ગણી બધી ગેમો છે કે જે આપણી ગુણવત્તાને સુધારે છે ખોખો ખોખોની અંદર આપણે આપણાં મગજને સચેત રાખી બેસવું અને તરત દોડવું પાછળથી ખો મળતાં જ તરત ભાગવું એવી બધી આપણે તકેદારી રાખવાની હોય છે જેથી આપણું શરીર ખૂબ જ એક્ટિવ બને છે આવી ગણી બધી રમતો છે કે જે લોકોના જીવનની કુલ ગુણવત્તાને સકારાત્મક અસરથી વધારવાનું કાર્ય કરે છે આમ આ બધી રમતો માણસના જીવનની ગુણવત્તાને સુધારે છે